અત્યારે અમદવાદ જિલ્લામાં અ જે સંરક્ષણના કે પર્યાવરણીય જે પહેલ ચાલે છે એમાં ઘણી બધી એન જી ઓ છે કે પછી ઘણાં બધાં ગ્રૂપો છે સંસાધનો છે એ લોકો પેહેલ કરે છે અલગ અલગ રીતના સ્ત્રોતો રેલી કાઢીને કે પછી એ રીતે કામ કરે છે અત્યારે સરકાર દ્વારા અ ઝાડ વધારે વાવે એવી રીતે એની માટે એક હૅલ્પલાઇન પણ ચાલું કરવામાં આવી છે જેમાં તમે કૉલ કરો તો તમારી સોસાયટી છે કે તમારું ઘર છે ત્યાં આવીને એ લોકો પોતે મ્યુનિસિપાલટીના જે માણસો છે એ આવીને વૃક્ષો વાવી જાય છે અને એનો પણ કોઈ ચાર્જ લેતા નથી તો એક આ સારો સંકલ્પ ઉભો કર્યો છે જેથી વધુ સારી રીતે વૃક્ષો કે પર્યાવરણ છે એને જાળવી શકાય અને એની સામે જે વૉઇસ પૉલ્યુશન છે કે ગંદકી છે તો ગંદકી સામે સૌથી વધારે અત્યારે સ્વચ્છ ભારત મિશન અને અલગ અલગ સંસ્થાઓ છે કે પછી ટીવી શૉ છે કે પછી ટીવીની જાહેરાતો છે પોસ્ટર છે એનાં દ્વારા જાહેરાતો કરીને લોકોને વેસ્ટ બગા બગાડનો જ્યાં ત્યાં કચરો ના નાખો અને એ રીતે માહિતી અને જાણકારી આપવામાં આવે છે અને એની સામે ખાસા બધા માણસો હોય છે એ લોકોની જે વિચારસરણી હોય છે તરત બદલી નથી શકાતી તો એવાં પડકારો પણ આવે છે કે કોઈને સમજાવવા માટે કે કોઈની જીવનશૈલી બદલવા માટે થોડો વધારે સમય એમાં લાગે છે પરંતુ એની સામે જે કુદરતી આફતો આવે છે કે પછી જે તકલીફો પડે છે એની માહિતી આપીને એમને સમજાવી શકાય છે અને કુદરતી સ્ત્રોતો જે જીવન જરૂરિયાત પૂરતાં હોય એટલાં જ વાપરવા જોઈએ એવું પણ માહિતી આપવામાં આવે છે